અમે ઘરમાં અત્યારે જેમ કે દેશી રમતોની વાત કરીએ તો કેરમ સાપસીડી અને એવી જેમ કે લુડો છે એ બધી અમે રમીએ છીએ દોસ્તારો સાથે સાથે મળીને એમાં જેમ કે સાપસીડીની વાત કરીએ તેમાં આપણને શીખ પણ મળે અને થોડીક જેમ કે સીડી ચડવાની હોય આપણે આગળની જે કુકી હોય તેને મારવાની તે બધી મજા આવે કોઈ ઉપર એકદમ લેવલ ઉપર ઉપર પહોંચી ગયો હોય નાઇનટી નાઇન સુધી ત્યાંથી મોટો સાપ હોય છે તે નીચે સુધી આપણને લઈ આવે છે તો ત્યાં પહોંચીને તેને મારવાની મજા આવે લેવલ હંડ્રેડ સુધી પહોંચી જાય જેમ કે લુડોની વાત કરીએ તો એમાં ચાર કૂકીને ગોળ આખા ઘર સુધી બધું ફેરવી ફેરવીને આપણે પોતાના ઘર સુધી પહોંચાડવાની અને આપણે વિન કરવાનું તો તેમાં બધામાં આપણને બહુ મજા આવે કેમ કે એમાં સાથે બધા ચાર પાંચ દોસ્તારો સાથે મળીને રમીએ તો વધારે મજા આવે આપણને જેમ કે નાના હતા ત્યારે લખોટી પણ બહુ રમતા લખોટીમાં પણ બહુ મજા આવતી રમવાની અત્યારે મારા ઘરે એક મોટો ડબ્બો પણ ભરેલો છે લખોટીનો બહુ મજા પહેલાં રમતા અત્યારે તો કોઈ રમે નહીં પણ પહેલાં બધું આ બધું રમાતું હતું